હલો હા બોલો

અચ્છા હ હ અ સર અમારી પાસે લોખંડમાં તમારે જે ટાઈપનું લોખંડ જોતું હોય એ બધી ટાઈપનું મળી જશે એટલે કે પાઇપ તમને લોખંડના મળી જશે

અચ્છા અચ્છા ઓકે ઓકે હા તો મારે છેને લોખંડના પાઇપના સૌથી વધારે અત્યારે જરૂરિયાત વાળા હોય છે એલે ઇ તમે મને સારી એવી કોલેટીમાં મળી જાયે અને ઓછા ભાવે મળે ને તો મારે તમારી સાથે ડીલ કરવી છે મને કોઈ વાંધો નથી એમા હા હા હા ચિત્રે પાઇપ આવે છેને એમા લોખંડના પાઇપ હા હા બસ મારે મેન મેન એનું જ છે એટલે મારે બેન કામ કાજ એનું છે અચ્છા એવું છે હ હ અચ્છા અચ્છા હા તો મને છેને એમા તમે સેમ્પલના અમુક હું તમને મંગાવું તો ઇ એ ટાઈપના મને મોકલાવી સકસો ના ના ઇ તો ઇ તો ઇ તો બરાબર જ છે હું તો કોનટેટીમાં જ વર્ક આપીસ હા મારે ઓછામાં ઓછા દસથી બાર ટન જોતું હોય છે પણ મારે છેને મારે જે સાઈજ જોતી હોય ને ઇ સાઈજ પ્રમાણે તમારે મને આપવું પડસે અને હું તમને ઇ સાઈજ આપું છું જો હું એમા અ એમ કેને તનથી સંતોષ મળસે ને તો હું તમને દસ બાય ટન તો મારા પાકા જ છે બરાબર હા તો વાંધો નઈ હું તમને છેને અહિયાં થી મારા માણસને મોકલું છું અને જે ચાર પાંચ જાતના જે મારા સેમ્પલ છેને ઇ તમને મોકલું ને એમાંથી મને ખાલી પ્રાઈજ કેટલોક માંથી તમે કઈ કઈ પ્રાઈજ કેટલામાં મળસે ઇ બધુ એક તમે મને મોકલી દેજો બરાબર હા હા હા